મારા મત પ્રમાણે તો ગુજરાતનું સૌથી પ્રિય રાજ્ય મારા માટે તો ગુજરાત જ છે મને સંપૂર્ણ રીતે આ બાબતની ખબર છે કે ગુજરાતી હોવાથી મને મારું ગુજરાત ગમવાનું એ સામાન્ય વાત છે પણ ગુજરાતનો ભાગ તો જુઓ આટલો મોટો સોળસો કિલોમીટરનો દરિયો છે આપણી પાસે એની બાજુ કચ્છનું મોટું વિશાળકાય ભારત દેશનું નહીં ને આખા વિશ્વનું એક માત્ર આટલું મોટું ધોળું રણ ક્યાં જોવા મળે હેં તમને આના સિવાય બીજું ભારત ભારતનાં એવાં મોટા ભાગનાં રાજ્યો કે જે બિઝનેસ અને વેપારની દૃષ્ટિએ ખૂબ પછાત છે તો ગુજરાત એકદમ આગળ ચઢી આવતું છે ભારત સરકારે ગુજરાત સરકારે બન્નેેએ ગુજરાતને મદદ પણ આમાં પૂરી રીતે કરી છે હું સમજુ છું પણ તે છતાં હું એટલું તો ઈચ્છું કે બીજા બધા લોકો પણ ભારતમાં આવે તો એ લોકો ગુજરાતને એક મહત્ત્વનું સ્થળ ગણે અને મહત્ત્વનું રાજ્ય ગણીને જોવા અને સમજવા માટે આવે ગુજરાતના ગરબાની તો વાત જ ક્યાં કરવી એ પણ આખા દુનિયામાં ફેમસ થઈ ગયા છે ભલભલા લોકો પણ હવે ગરબાઓ કરતા જોવા મળે છે